ભારતમાં ખોરાક ખૂબજ સારો અને સ્વાસ્થ્ય પ્રદ મળે છે લોકપ્રિય ડીશમાં ખાસ કરી અને રોટલા કઢી શાક પ્રખ્યાત છે મસાલામાં હળદર મરી ધાણા જીરું દાલ ચીની લવિંગ અને એલચી વાપરવામાં આવે છે